મોરબી જિલ્લાની સામાજીક વિકાસ અને વિકાસના મુખ્ય કાર્યક્રમમાં વાત કરીએ તો મોરબી જિલ્લામાં અલગ અલગ પ્રકારના ઘણા બધા કાર્યક્રમો થતા હોય છે એમાં તો ખાસ કરી અને શિક્ષણ આરોગ્ય અને સશસ્ત્રી અને સ્ત્રી સશક્તિકરણ ઉપરના કાર્યક્રમો થતા હોય છે આવા લોકોને આનાથી અવગત કરાવવા માટે સરકારની અલગ અલગ એજન્સીઓ દ્વારા જાહેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તેમજ ગામડાઓમાં શિક્ષણ ઉપર ભાર આપવામાં આવે છે કે તમારા બાળકોને શિક્ષિત બનાવો જેથી કરીને એનું જીવન સુધરે એવી જ રીતે આરોગ્યલક્ષી અનેક પ્રકારની જે કલ્યાણકારી યોજનાઓ જે છે જેવી કે મુખ્ય આ મુખ્યમંત્રી આરોગ્ય નિધિ તેમજ પ્રધાનમંત્રી રાહતકાળ તેમજ બીજી ઘણી બધી યોજનાઓ છે જે હૅલ્થ ઉપર એના અવેરનેસના કાર્યક્રમો અવાર નવાર રાખી અને લોકોને જાગૃત કરવામાં અવતા હોય છે ખાસ કરીને સ્ત્રી સશક્તિકરણ ઉપર ભારત સરકારનું જે એકમ છે એ એનાં ઉપર ખાસ મોટું મહિલા અને બાળ વિકાસ જે બહુ મોટું કામ કરે છે જેમાં સ્ત્રીઓને પડતી ઘરેલુ હિંસાઓ ઍજ્યુકેશન તેમજ બેટરી બેટી બઢા પઢાઓ બેટી બેટી બચાઓ આવા અનેક પ્રકારના કાર્યક્રમો છે જે સરકાર દ્વારા ચાલું છે હયાતમાં છે જેનાથી હું પૂરે પૂરો વાકેફ છું